ગુજરાતની રસોઈ છે ને એ બનાવવા માટે ઘણી બધી પ્રકારના મસાલાનો એમાં ઉપયોગ થાય છે એમાં ખાસ કરીને સૌથી વધાર ઉપયોગ થતો હોયને તો રાઈ અને જીરું અને સાથે સાથે તેજાના એટલે કે તજ લવિંગ બાદીયા અને જે ઓલા લવીંગ છે અને બાદીયા છે અને તમાલપત્ર આવે છે લાલ મરચાં છે અને કોકમ છે સાથે સાથે આંબલીનો પણ ઉપયોગ થાય છે અને આ બધામાંથી છે ને સૌથી વધારે જે ઉપયોગમાં આપણે જે રેગ્યુલર ઉપયોગમાં લઈને રેગ્યુલર એટલે કે રોજિંદા જીવનમાં કે દાળ વઘારવી છે કે શાક વઘારવું છે કે અમુક એવા મસાલાવાળા કઈ ચવાણા પણ કરવા હોયને તો એની અંદર સૌથી વધારે વપરાયને તો એ છે મીઠો લીમડો એ મીઠો લીમડો છે ને એ સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવે છે અને આ બધા મસાલા જો ગુજરાતી ભોજનમાં પડેને એટલે એનો ટેસ્ટ છે ને એ કંઈક અલગ જ હોય છે કે જે આપણે એમ કેહે ને કે જીભને ચોંટી જાય જીભમાં સ્વાદ છે ને એ એકદમ બેસી જાય છે આપણા જીભમાં એવો સ્વાદ બેસાડી દે છે ને આ બધા મસાલા કે તમે ગમે ત્યાં જાવને તો બીજા સાદી ગમે એવી રસોઈ કે સાદું એવું બનાવેલું હોય ને ભોજન એ આપણને ભાવતું જ નથી એટલે કે ગુજરાતીમાં જેમ કહે છે ને કે ગુજરાતના લોકો ગુજરાતની બહાર નીકળેને કોઈ ભોજન ભાવતું જ નથી અમે ખુદ બધે ફરવા જાઈ છીએ એટલે કે સિમલા મનાલી ગયા હતા કે દિલ્લી ગયા હતા કે પછી બોમ્બે ગયા હતા કે પછી આ બાજુ કોઈ પણ મહાકાલેશ્વર ઉજ્જૈન ગયા હતા એકપણ જગ્યાએ અમને લોકોને ખાવાની મજા નથી આવતી એનું કારણ છે કે અમારા જે જમવાના ટેસ્ટ છે ને એ કઈક અલગ જ છે એમાં એમ કહુંને કે મદ્રાસી લોકો હોયને એ લોકો જે એના સાઉથમાં સાઉથમાં જે રીતના ઢોંસા ને ઈડલીને સંભાર બનાવે છે ને એ અમે લોકો બેંગલોર ફરવા ગયા હતા ને ત્યાં પણ અમને એ ટેસ્ટ નહોતો ભાવ્યો કારણકે ભલે ત્યાંની જ વાનગી છે ઢોંસા ઈડલી ને મેનંદુવડા ને એ બધી ત્યાંની વસ્તુ છે એ ફેમસ છે પણ છતાંય ગુજરાતમાં જે જ્યારે કોઇપણ વસ્તુ લઈને આવે છે ને ત્યારે એનો બધો જ ટેસ્ટ છે ને એ આખે આખો ગુજરાતી પોતાના પ્રમાણે ઢાળી દે છે હવે પંજાબમાં જાયને તો પંજાબી તમે ખાવ છો જમો છો પણ પંજાબનું જે પંજાબી ખાવ અને તમે ગુજરાતમાં એ જ પંજાબી તમે ખાવ એનો ટેસ્ટ ઘણો બધો અલગ છે શું કામ કારણકે ગુજરાતી એમાં પોતાનો ટેસ્ટ ભેળવી દે છે એટલે એ એવા પ્રકારના મસાલાઓ બનાવી નાંખે છે ને કે એ અમારું પોતાનું ગુજરાતીનો કેને કે પોતાનો પર્સનલ ટેસ્ટ આવી જાય છે અંદર એટલે એ બધાયના મસાલા કરતાં અમારો મસાલો છે અને એ સ્પેસિયલ છે એટલે અમને લોકોને ગુજરાતમાં જમેલો પંજાબી ગુજરાતમાં જમેલા ઢોંસા ને ઈડલી કે પાઉંંભાજી કોઇપણ વસ્તુ અમે ગુજરાતની બહાર જ્યારે અમે જાયને ત્યારે અમને જરાય ભાવતું જ નથી અને એના લીધે અન્ય ખોરાક એટલે કે બીજા કોઇપણ વસ્તુમાં છે ને અમને જે નથી મળતોને એ અમારા ખોરાકમાં કે અમારા જે રસોઈમાં કે અમારી જે વાનગી છે ને એમાં અમને મળે છે વે એની જ અંદર જેમ તમે કીધું એમ તમાલપત્ર છે પછી લવિંગ છે એલચી છે પછી આ બધા તજ છે લવિંગ એલચી સાથે સાથે રાઈ જીરું આ અલગ અલગ જે મસાલા છે ને એ પડતાની સાથે જ હોય છે બધા જ મસાલા રાખે જ છે પણ ગુજરાતી જે રીતના એનો ઉપયોગ કરે છે ને એના લીધે એનાથી રસોઈની જે ગુણવત્તા છે અથવા તો રસોઈનો જે સ્વાદ છે ને એ અનેક ઘણો વધી જાય છે કદાચ તમે કોઈ બીજા રાજ્યના વ્યક્તિઓ આ બધી વસ્તુઓ વાપરતા જ હશે પણ અમારી પાસેથી સમજી લો ઉપયોગમાં લઈ લીધો કે શીખી ગયા અમારી પાસેથી એટલે એનો ટાઈમ વેસ્ટ અને અમારા જેવો કરાવી જ નાખી છી અને બનાવી જ નાખીએ છીએ